આજકાલ ઘણા બધા ક્ષેત્રોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઘણો વધી ગયો છે અને એ એક રીતે ઘણી સારી વાત કહેવાય છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઘણા બધાં ક્ષેત્રોમાં સુધારા વધારા થઈ શકે છે આજકાલના યુવા લોકો ગેમો ખૂબ રમતા હોય છે જેમકે પબજી વેલોરન્ટ કોલ ઓફ ડયુટી વગેરે વગેરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ ગેમોમાં ઘણી સારી રીતે વપરાઇ શકે છે અને ઘણી બધી ગેમોના લોકો બનાવનાર એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો યુસ કરીને એ ગેમોને વધારે સારી બનાવવા માગે છે અને એ બધી ગેમો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા પણ બનતી હોય છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એ બધી ગેમોના વપરાશના વિશ્લેષણ કરીને એ ગેમોમાં સુધારા લાવવાની ક્ષમતા રાખતા હોય છે અને ગેમો બનાવનાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ખૂબ સારો ઉપયોગ કરીને બધા યુવા લોકોને ગેમો ગમે એવી બનાવતા હોય છે